ના એવું તો થયું નથી કે હું હાઇક ઉપર ગયો હોઉં અને ભૂલો પડી ગયો હોઉં એવું થયું નથી પણ હા જ્યારે કોઈ મોટા ટ્રેક ઉપર જવાનું હોય ત્યારે સાવચેતી એ રાખવાની હોય કે આપણે જ્યારે એક ટ્રેક આપણે સ્ટાટ અમે શરૂ કરીએ ને એના પહેલાં અમારે બે કે ત્રણ દિવસ અમારે ત્યાંનાં જે ત્યાંનું જે અટમોસફીયર ત્યાંનું જે વાતાવરણ હોય ને અમારે એનાં અનુકૂળ અમારે એક એક્લેમેટાઈઝ કરવું પડે કારણકે પછી કારણકે તમે જેવા મતલબ કોઈ મોટા ટ્રેક ઉપર તમે જઈને તમે તરત તમે સ્ટાટ ના કરી શકો તમારે બે ત્રણ દિવસ તમારે એક્લેમેટાઇઝ કરવું પડે તમારે વાતાવરણ દેખવું પડે પછી તમને ઇન્સ્ટ્ર્ક્શન્સ આપ તમને બધા ઇન્સટ્રક્સન આપવામાં આવે કે તમે આ રીતે ચડશો તમને કોઈ તકલીફ હોય તો તમને આ રીતે અમને એનું હેન્ડ જેસ્ટર જે કહેવાય ને હાથના ઇશારા તમે એ રીત યુઝ કરી શકો છો પછી તમારે એક લાઇનમાં ચાલવાનું છે પછી કોઈ આગળ પાછળ વધારે રહી ના જાય એનું બી ધ્યાન રાખવાનું બધી ઘણી બધી વસ્તુઓની આપણું બધી ઘણી બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું હોય છે